હાલો સિક્યુરિટીના હેડ બોલો હાલો સિક્યુરિટીના હેડ બોલો તમે હું મેનેજર બોલું છું સીઝીવીમાંથી આપણે હમણાં આજુબાજુ બધે ચોરી બહુ થાય છે તમે સિક્યુરિટીમાં કંઈ કર્યું હમ હમ અને ચોર આવે આવી જાય તો તમે શું કરશો હા હા હા હા હા બીજો તો કોઈ વાંધો નહીં આવેને ઓકે ઓકે હ